બોલો એ હા બોલો હા બોલો હા હું અથર્વના વાલી વાત કરું છું એ હા બોલો હા એ વાત તો છે અમે એને ઘણાં હોસ્પિટલમાં બતાવવા પણ ગયા હતા પરંતુ ડોકટરે એમ કીધું છે કે એમની ફિઝીકલ હાલત તો બરાબર છે પરંતુ એમને તાવ ને એ બધું ઊતરતું નથી તો ડોકટરે એમને કીધું છે કે થોડાક દિવસ એમને સ આરામ કરવાનું કીધું છે

પરંતુ અત્યારે હું તો અહીંયા સિટીની બહાર છું તો અત્યારે તો એને લેવા માટે નહીં આવી શકું પરંતુ તમે થોડીક વાર એને તમારી જોડે જ રાખો હું એક મિનિટ હા વિચારીને કહું કે કોઈ છે હા એક મારા બાજુંવાળા છે એવું હશે તો હું એમને અ રુકો એક કૉલ કરીને એને કહી ને જોઉં કે એ આવે છે કે નહીં તેમને લેવા માટે ઓકે

મેં એમને અ એને ઘણી જગ્યાઓએ બતાવ્યું છે પરંતુ ડોકટરો દ્વારા કાંઈ પણ અ બીજી દવાઓ આપી દેવામાં આવે છે ને કાંઈ સુધારો જ નથી થતો ખબર નહીં કેમ અચ્છા હું તો એમ તો એને ઘરનું જ આપું છું પરંતુ શું કરું એ ઘરનું ખાતું જ નથી તમે ત્યાં થોડો ફોર્સ કરો તો એ ખાય કાંઈ ઘરનું હં તો એવું હોય તો શક્ય હોય તો તમે એવું ટ્રાય કરજો કારણ કે મેં તો બે ચાર દવાખાના બદલાવ્યાં પરંતુ એને કાંઈ પણ ફેર પડતો નથી હા તો હું એને કહી ને જોઉં નહિંતર તમે થોડીકવાર ધ્યાન રાખજો એ હા ચાલશે લો એ હા રાખું